હું અમી બોલી રહી છું રીધમ સર વાત કરો છો બસ એકદમ મજામાં તમે મજામાં એટલે મારે થોડું કસરત વિશે થોડુ માર્ગદર્શન જોઈતું હતું એટલા માટે મેં ફોન કર્યો હતો મારે થોડું શરીરનું વજન ઉતારવું છે એ મારો મુખ્ય હેતુ છે અને સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે અને શરીરનું જે સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે એના માટે મને તમે મને માર્ગદર્શન આપશો સવારે તો હું ઉઠું છું વહેલા અને ગરમ પાણી પીવું છું એક ગ્લાસ જેવું અને પછી હું કસરત કરવાનું શરૂ કરું છું તો દોઢ કલાક જેવું કરું છું કસરત એના પછી હું સાંજે પણ કલાક જેટલો સમય આપું છું કસરત પાછળ અને ચાલવા પણ જઉં છું ઠીક છે ઠીક છે હા એ બાબત તો હું કરું છું કે પાણીનું પ્રમાણ જળવાઈ રહે એના માટે હું પાણી તો પીવું જ છું હા એટલે કયો ખોરાક મારે ખાવો જોઈએ અને કયો ખોરાક ન ખાવો જોઈએ એ તમે મને જણાવશો હા ખરેખર મને તો બહારનો ખોરાક બહુ જ ભાવે છે એટલે અઠવાડિયામાં બે ત્રણ વખત તો બહાર જવાનું થાય જ છે જમવા માટે સારું ઠીક છે સારું એવું છે પણ એક પ્રશ્ન થાય છે મને કે આ ઓછું કાર્બોદિત અને વધારે પ્રોટીન કેમ શરીરમાં એવું તો શું મતલબ પ્રકિયા ચાલે છે કે જેથી કાર્બોદિત પ્રમાણ ઓછું જ જરૂરી છે અને પ્રોટીનનું પ્રમાણ વધારે જરૂરી છે બીજું કંઈ માર્ગદર્શન હા તમે જણાવ્યા એ મુજબના હું પગલા લઈશ ધન્યવાદ મને માહિતી આપવા માટે માર્ગદર્શન આપવા માટે